ફ્લેક્સિબિલિટી વધારવી હોયને તો ઘણા એવા આસન જે છે ફ્લેક્સિબિલિટી વધારે જે એટલે કે આપણી લવચીકપણું વધારવાનું હોય ને તો ગણા એવા આસન છે જેવી રીતે કે ધનુરાસન છે પછી આપણું હલાસન છે પછી નૌકાસન છે બકાસન છે પદ્માસન છે શવાસન છે પછી આપણે શું કે આ બધા જે છે તે આપણી ફ્લેક્સિબિલિટી વધારે અને જો આપણે તાકાત વધારવા માટેના જે કોઈ આસનની વાત કરીએ એમાં આવશે મયુરાસન પદ્મયુરાસન ઋષિકાસન તોલાસન પછી સર્વાંગાસન પછી સિંહાસન કોણાસન ધનુરાસન પછી શિર્શાસન પણ આ બધા જે છે તે આપની તાકાત વધારવા માટેના આસનો છે